અ મેં વાયરલેસ હેડફોન ઓર્ડર કર્યા છે તમારી કંપનીમાંથી વેબસાઇટ પરથી ઓનલાઇન ઓર્ડર કર્યા છે તો મને જાણવું હતું કે મને કયા કલરનું હેડફૉન બુક કરી શકું છું મને કયા કયા કલરના હેડફોન અવેલેબલ છે તમારાં પ્રોડક્ટના મને જાણ કરશો જેથી હું અ સિલેક્ટ કરી શકું કે કયો કોઈ પણ એક કલર સિલેક્ટ કરી શકું હા લાલ પીળો વાદળી કાળો હા બસ એક કામ કરો ને કાળો કલરનો હેડફોન મારા માટે બુક કરી નાખજો બસ હા એક કરેક્શન કરી નાખજો બ્લેક હેડફોન ફાઇનલ ઓકે